હલો નમસ્તે સર સર અમે જે સફારીમાં જાવા માંગીએ છીએ ટુરિસ્ટ ટુર પર તો તેના માટે થોડીક ઇન્ફોર્મેસન તમારા મા જાણવું હતું અમે છ સાત જણા છે હા હ એ દસ પંદર દિવસનું પંદર એક દિવસનું છે

હા હા હા

હા એટલે ટ્રાવેલિંગ માટે અલગથી આપવા પડશે કે પછી તે પંદર હજારમાં આવી જાશે હા હા હા એટલે એસી ને નોનએસીમાં સાહેબ કઈ રીતનું છે

હા હા તો તો સાહેબ આપડે થોડોક ભાવમાં થોડો એમ તેમ

હા હા ઓકે ઓકે હા હા